રોજીંદા જીવનમાં મહિલાઓ ઘણા પ્રકારના પડકારો ઝીલતી હોય છે વર્ષો દરમિયાન ભારતીય મહિલાની ભૂમિકામાં ઘણા બધા ફેરફારો થયા છે પહેલાંના જમાનામાં મહિલાઓને કોઈપણ પ્રકારની ઉત્તમ તક મળતી નહોતી અને ખૂબ જ બંધિયાળ જીવન હતું જે અત્યારે હાલના સમયમાં મહિલાઓનો વિકાસ દિવસે ને દિવસે ખૂબ થઈ રહ્યો છે દરેક નાના મોટા વ્યવસાયિક કાર્યોમાં મહિલાઓ ખૂબ જ સારો ભાગ ભજવે છે અને શિક્ષણ ક્ષેત્રમાં પણ મહિલાઓ ખૂબ જ આગળ વધી રહી છે અત્યારે હાલ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ જ આગળ છે પુરુષો કરતા તે સિવાય નાના મોટા ક્ષેત્રમાં તથા સરકારી ક્ષેત્રમાં પણ મહિલાઓનું ખૂબ જ મહત્ત્વ છે અને સમયાંતરે પુરુષોના સમોવડી તમામ કાર્યોમાં આગળ પડીને કામકાજ કરી રહ્યા છે